મને સાંભળવા ગમતા હોય એટલા જૂના પિક્ચરના ગીતો ઘણા છે મને પોતાને ગીત ગાવાનો શોખ છે હું દરરોજ રાત્રે મારા મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે તેમાંથી જૂના પિક્ચરના ગીત સાંભળું છું રફી કિશોર લતા આશા એમાં રફી અને કિશોર મારા ફેવરિટ સ્ટાર છે હું બને ત્યાં સુધી રાજેશ ખન્નાના સુપરસ્ટારના જ ગીત સાંભળું છું અને મને ગીત ગાવાનો પણ શોખ છે હું જાતે પણ ગીત ગાઈ શકું છું જુના પિક્ચરના તમે રાજેશ ખન્નાનું ગીત સાંભળવું હોય તો

પછી ત્રીજું ગીત છે પછી ગીત છે શમ્મી કપૂરનું ગીત છે કાશ્મીર કી કલીનું ગીત છે પછી તીસરી મંઝિલનું ગીત છે આવા ઘણા ઘણા જૂના પિક્ચર અત્યારે મને યાદ નથી આવતું ઇમર્જન્સી રાજેશ ખન્નાના પણ ઘણા ગીત છે

તીસરી મંઝિલનું ગીત છે ચા તીસરી મંઝિલનું ગીતનું નામ તો ભૂલી ગયો કાશ્મીર કી કલીનું છે એક જ મિનિટ સ્ટોપ કરવાનું